કારેલા ચાવલી લોબીઆ ક્વાર્ક ચીઝ રોટલો પાપડી કે પાપડીનું પાંદડું શિયાળુ કોચા તલવારી માછલી કાળા અખરોટ સર્વિસ બેરી સૂર્યમુખી મૂળ